ગાર્ડનિંગનો શોખ ખૂબ બાળપણથી જ અમારા ગામળામાં અમે રહેતા એના પહેલા અમે અમારી ઘરની આજુ બાજુ ખૂબ અમને જમીનો મળતી એટલે એમાં જુદા જુદા વૃક્ષો વગેરે વાવવાનું બાળપણથી જ થતું એ ઉપરાંત માતા પિતાએ આ શોખને અમારા ખૂબ વધાર્યો તો આ બાળપણથી જ એમને વૃક્ષોનું મહત્વ પછી આપળા ઘરની અંદર તુલસીના રોપ ફુદીનો અમુક ભ ભગવાન ચળાવા માટેના પુષ્પોના વૃક્ષો એ ઘરમાં હોવા જોઈએ જેનાથી આપળુ આરોગ્ય પણ સારું રહે તુલસી આપણે દરોજ ખાઈએ તો આપણને આરોગ્યમાં સારું થાય આપણને એનું ધાર્મિક મહત્વ પણ અમને સમજાવ્યું હતું પછી જે જુદા જુદા ફુદીનો વગેરે જે નાના નાના છોડવાઓ છે એ આપણે ઘણી વાર એના પાન લઈએ તો આપણે મોટે દવાઓમાંથી બચી જઈએ એવું આપણને નાનપણથી શિખવાડતા એને પરિણામે ગાર્ડનિંગનો શોખ તો ખૂબ નાનપણથી અમારે અમારા વારસામાં અમારા વડીલોએ અમને આપ્યો હતો પછી એનું બીજી રીતે પણ ઘણું મહત્વ જેમકે આવા વૃક્ષો વાવવાથી ઓક્સિજનનું પ્રમાણ ખૂબ સારું રીએ ઓક્સિજનની આપણી બધી જરૂરિયાત પૂરી કરે પ્રદૂષણમાંથી આપણને મુક્ત કરે એ એવી બધી વાતો પણ આપણને શિખવાડતા ગયા અને પછી તો બહુ મોટા થયા પછીતો વૃક્ષનું શું મહત્વ છે વૃક્ષ ન હોત તો આ પૃથ્વી કેવી હોત અને વૃક્ષથી કેવા મોટા મોટા ફાયદાઓ થાય છે એ આપણને ખૂબ જાણવા મળ્યું અને એને પરિણામે આપણે એવો એક નિર્ણય કર્યો કે દર વર્ષે એક વૃક્ષ વાવવું વૃક્ષારોપણ કરવું પછી તો પછી જુદી જુદી સંસ્થાઓમાં અમે ભણવા ગયા ત્યાં પણ અમને વૃક્ષારોપણનું મહત્વ વૃક્ષ દેવો ભવ એ બધું એને સમજાવ્યું અને એ રીતે વૃક્ષનું મહત્વ સમજાવીને દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ જો આપણી પૃથ્વી હરિયાળી હોય તો પ્રદૂષણમાંથી આપળે મુક્ત થઈ જઈએ કેટલી બીમારીઓ માંથી મુક્ત થઈ જઈએ અને આપણું વાતાવરણ પણ શુદ્ધ રહે આપણને કામ કરવાની પણ મજા આવે આપણને આપણો સ્વભાવ પણ સારો રહે એ રીતે શિખવાડ્યું અને સંસ્કૃત એ અમારી માનો કે વિષય અમારો હોવાને પરિણામે સંસ્કૃતની અંદર તો અનેક રીતે વૃક્ષોનું મહત્વ વૃક્ષની નીચે જ આપણી સંસ્કૃતિ પાંગરી છે તો એ વૃક્ષનું શું મહત્વ છે એ જાણ્યા પછી દર વખતે દર વર્ષે એક વૃક્ષ વાવવાનું નક્કી કર્યું અને આજ આજીવન અટલે અત્યાર સુધી અમે ચાલુ રાખ્યું છે વૃક્ષો વાવીએ છીએ ગાર્ડનિંગનો ખૂબ શોખ છે ઘરે પણ ખૂબ ખૂબ કુંડાવરાથી અને ગાર્ડનિંગનું કામ શરૂ કર્યું છે